હલો હલો હા મારે નવું બેંક એકાઉન્ટ ખોલાવવું છે તો તેમાં કયા કયા ડોક્યુમેન્ટ અ જોઈએ હ હા છે ને

પાન કાર્ડ કે જોઈશે કે હ હ ઓકે ને ફોટા કેટલા બે ફોટાને અને સેવિંગ ખોલાવું હોય તો કેટલાં પહેલાં ભરવા પડે એકાઉન્ટ ઓકે ઓકે ઓકે ઓકે આ તો મારે ખોલાવવાનું છે તો પછી બધું ડોક્યુમેન્ટ લઈને આવુંને તો ત્યારે બધું થઈ જશે ને ફોર્મ ને હ હ ઓકે ઓકે હ હ ઓકે જોઈન્ટમાં નામ રાખી શકીએ કે નહીં જોઈન્ટમાં નામ રાખી શકીએ પાછા હ ઓકે ઓકે ઓકે ઓકે હા હા હા